નમસ્તે કેમ છો સર અમ અમને હા એક એકાઉન્ટ ઓપન કરાવવું હતું હા તો કરન્ટ એકાઉન્ટ હા પર્સનલ જ ખોલાવવાનું છે હા હા યરલી પાંચ પાંચ છ હશે પાંચ છ લાખ ના નથી હજુ સુધી

અચ્છા હા

હા ખોલાવવાનું છે તો એના માટે અ ના ક મતલબ એમાં ડોક્યુમેન્ટ્સ શું જોઇશે ના એવું કશું ના હા એમાં શું શું ડોક્યુમેન્ટ્સ ને એ જોઇશે

ઠીક છે એની કોપી જોઇશે ને એની કોપી જોઇશે ને ઓકે ઓકે ના જોઇન્ટ એકાઉન્ટ નહીં હા તો ઠીક છે

તો અ કેટલા વાગ્યા સુધી ઓપન હશે બેન્ક ઠીક છે હા તો લન્ચ બ્રેક બપ ઠીક છે ઠીક છે સારું ઠીક છે હા ઠીક છે થેન્ક યુ